હા અમે આ ડ્રોઈંગ ક્લાસ છે જેને ગુજરાતીમાં કહેવાય છે ચિત્ર વર્ગ અમે ભર્યા છે એમાં ટીચર છે ને અમને ચિત્ર શરૂઆતમાં જ્યારે નાના હતા પહેલા ધોરણમાં ત્યારે છે ને ચિત્રપોથી આપતાં અમને અને એ ચિત્રપોથી ચિત્રપોથી આપતાં એમાં અલગ અલગ ડ્રોઈંગ હતા જેમ કે કુદરતી દૃશ્ય છે કોઈ ભાતચિત્ર દોરેલો હોઈ છે અલગ અલગ આકારોનો મેળવેલું ચિત્ર હોય છે એવા અલગ અલગ ચિત્રો પહેલા ધોરણથી જ અમને આપવામાં આવે એ ચિત્રપોથીમાં આપવામાં આવે એવી રીતે બાળક એમાં પહેલા શરૂઆતમાં તો એવું હોય કે કલર પુરવાના હોય અને પછી એ આગળ જતાં અલગ અલગ આકારો અમારે દોરવામાં આવતા અને જેમ ક્લાસ વધતા જઈએ આ જેમ કે બીજું ધોરણ ત્રીજું ધોરણ એવી રીતે એવી રીતે મેં ધોરણ દસમાં એક ડ્રોઈંગ કોમ્પિટીશનમાં પણ ભાગ લીધો હતો જેમાં મેં કુદરતી દૃશ્ય દોર્યું હતું અને એ કુદરતી દૃશ્યમાં મને એ ગ્રેડ મળ્યો હતો આવી રીતે ત્યારે કુદરતી દૃશ્ય માટે પણ એ ગ્રેડ મળ્યો હતો અને આ એમ ડ્રોઈંગથી વધુ લાભ થાય છે અને બીજું કે ડ્રોઈંગથી તમે બીજા લોકોને સારી રીતે સમજાવી શકો છો જો તમે સારું ડ્રોઈંગ આવડતું હોય તો અને ડ્રોઈંગ અમુક જે વાતો છે એ અમુક જે વાતો છે એ ડ્રોઈંગ દ્વારા પ્રદર્શિત થઈ શકે છે